અમદાવાદ જિલ્લામાં આરોગ્ય સેવાઓ સામાજિક સહાય અને ગૌરવની દ્રષ્ટિએ વૃદ્ધ વસ્તીની સામે નીચે મુજબના પડકારો આવેલા છે આમાં મેઇન મુખ્ય તકલીફ એ છે કે જ્યારે ઉંમર વધતી જાય છે ત્યારે શારીરિક સમસ્યાઓ બીમારીઓ અને રોગ વધતા જાય છે એના માટે ખાસ કરીને સારસંભાળ લેવા માટે દવાખાના ઉપરને ત્યાં જવું પડે છે પણ મોટી ઉંમરના લીધે અને વધારે પડતી અશક્તિ અને વધારે ગંભીર બીમારીઓના લીધે એ લોકો ત્યાં જઈ શકતા નથી પોતાની રીતે જઈ શકતા નથી તેમને ત્યાં લઈ જવા માટે પણ કોઈને કોઈ સહાયની જરૂર જરૂર પડે છે બીજો પડકાર અત્યારે એ પણ થઈ રહ્યો છે વૃદ્ધ વ્યક્તિઓ એકલા રહેતા હોય એટલે એમના ત્યાં એમના પર આક્રમણ થઈને ચોરી અને એમની હત્યા કરવાના બનાવો ખાસ્સા બધા વધી ગયા છે આના માટે સરકારે કોઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે આ વૃદ્ધ લોકોને તરત જ કોઈ એવી પ્રકારની હેલ્પલાઈન હોય આવી કોઈ સંકટ કે મુસીબત આવે તો તરત જ એના ઉપર સંપર્ક કરીને એમના માટે મદદ મળી શકે આના સિવાય મોટા શહેરોમાં વૃદ્ધાશ્રમ ને એ બધું વધારે ને વધારે પ્રમાણમાં ખોલવું જોઈએ પણ પ્રોપર્ટીને આ બધાના રેટ વધવાના ભાવ વધવાના લીધે એ બધી વ્યવસ્થા શહેરમાં ઉપસ્થિત શહેરમાં થ થઈ શકતી નથી આના માટે એ લોકો વૃદ્ધાશ્રમ ને એ બધું ગામથી ખાસ્સા દૂર ઊભું કરે છે મારા મારા પ્રમાણે અયોગ્ય છે એમને શહેરની વચ્ચે આ બધી વ્યવસ્થા થવી જોઈએ